હેલો તમે સ્વિગીમાંથી બોલો છો હા થોડી વાર પહેલાં મેં ઓડર કરેલો છે પીઝા અને ઢોંસાનો હા તો મારે એમાંથી એક ઓડર કેન્સલ કરાવાનો છે ઢોંસાનો ઓડર કેન્સલ કરાવવાનો છે તો તમારો ડિલેવરી બોય ના નીકળ્યો હોય તો મારો ઢોંસાનો ઓડર કેન્સલ કરી દો ના ખાલી પીઝાનો ઓડર રાખો ના પણ મારે અત્યારે નથી જરૂર ખોટા વેસ્ટ થશે ઢોંસા એટલે એ ઓડર કેન્સલ કરી નાખો ઓકે થેન્ક યુ